ગુજરાતની હસ્તકલા અને બાંધણી લેરિયા એ ખૂબ વિશ્વ પ્રખ્યાત વિશ્વ પ્રખ્યાત છે બાંધણીને ઝીણા ઝીણા સિલ્ક માટી સિલ્ક કોટન સાડીની ઉપર એનું જે વર્ક કરવામાં આવે છે એ ઝીણા ઝીણા દાણામાં પહેલા તો એને બાંધી દે છે પતલા દોરાથી પછી એની ઉપર બીજો એક દાણો મોટો દાણો લઈને બાંધે અને પછી એના કલરમાં ગરમ પાણીના ગરમ પાણીમાં જે કલર ઓગાળીને એને અંદર એ બોઈલ કરે અને એમાંથી એ કાઢી એ પ્રોસેસ જ્યારે કરે ત્યારે એ પ્રોસેસ જોવાની તો તમને મજા આવે પણ તમે એમાં એની પાછળ પણ કેટલું એનું પેલું હોય છે એ એની જે આવડત હોય છે એ લોકો જે કામ કરે છે એ તમને જોવો ત્યારે તમને ખબર પડે કે આપણે જે આ બાંધણી પહેરીએ છીએ કે બાંધણી આપણે ખરીદીએ છીએ ત્યારે એની પાછળ એક બાંધણીની પાછળ બનાવતા કેટલો ટાઈમ લાગે છે એક લેરિયું બનાવતા કેટલો ટાઈમ લાગે છે એ જ્યારે આપણે એ પ્રોસેસ જોઈએ ત્યારે જ ખબર પડે અને એ પહેર્યા પછી તમે જે પહેરો અને એ જ જે તમને આનંદ થાય એ એક કલાકારને કે એ જે કલા જે છે એક કારીગર એને જ એ શ્રેય જ જાય છે તે જ રીતે આભલા ભરત અને બાવળિયા ટાંકાનું ભરત જે તમે કચ્છી ભરત કહીએ છીએ એ કચ્છી ભરતમાં પણ ખૂબ પેશન્સ માંગી લે છે ખૂબ ધીરજનું કામ છે આ બધી વસ્તુઓ કરતી વખતે બનાવતી વખતે એ લોકો કચ્છી લોકો જે માટીના જે વાસણોને એ બનાવે છે રાજસ્થાની લોકો પણ જે વાસણને એ બનાવે છે એ પણ તમને હસ્ત કલા જ્યારે તમે જોવો એ ચાકડા ઉપર જે માટી ગુંદીને એ લોકો જ્યારે બનાવતા હોય એ જ્યારે નીંભાળામાં જ્યારે પકવે છે ત્યારે એની જે મહેનત છે એ કેટલી મહેનત પડે છે એ લોકોને આપણે એ જ્યારે ખરીદવા જઈએ ત્યારે મોલ ભાવ કરીએ છીએ પણ આપણે એ લોકોની મહેનત જે છે એનું આપણે કંઈ જોતાં નથી કે એ લોકોને કેટલી મહેનત પડી હશે એ લોકોને કેટલા ભાવમાં પડતું હશે એ એ લોકોની પડતર કિંમત કઈ હશે આપણને એ લોકો કેટલામાં વેપારીઓને એ કેટલામાં આપતા હશે અને વેપારીઓ આપણને કેટલામાં વેચતા હશે કે સેલ કરતાં હશે એ આપણને જ્યારે એ લોકોની મહેનત જોઈએ ત્યારે એ લોકોને મહેનતાણું એટલું તો મળતું જ નથી જે આપણે પાસેથી વેપારીઓ લે છે પણ એ જે લોકોની કલા છે એ અત્યારે કલાને પ્રોત્સાહન આપવું પણ એટલું જ જરૂરી છે કારણ કે હવે એ બધી કલાઓ ધીમે ધીમે ઓછી થતી જાય છે કારણ કે એમાં એ લોકોને વળતર મળતું નથી એટલે કચ્છી ભરત છે ચણિયાચોળીનું ભરત જે છે હાથ વર્ક જે છે હવેનો જમાનો જે ફેશનનો છે એ ચણિયાચોળી ફેશન વાળા ચણિયાચોળી એટલે એ તમને બધું મશીન ઉપર મળી જાય જ્યારે તમે હાથથી કરો એનો આનંદ પણ અનેરો હોય એની એનું ભરત કામ એનું જે વર્ક જે છે એ અલગ જ તરી આવે છે જે અત્યારે મશીનનું જે કરો અને હાથનું જે કરો એ બંનેમાં ખૂબ ફરક પડી જાય છે અને જ્યારે તમે આ વિશ્વ સ્તરે વેચવા જાઓ કે તમે બહારના દેશોમાં એને વેચવા જાઓ ત્યારે અહીંયા કર અહીંયાના કારીગરને તો એટલું મહેનતાણું મળતું જ નથી જે સેલ જે લોકો કરવા જાય છે એ લોકો ખૂબ ઊંચી કિંમતે આને વેચે સેલ કરે છે અને જે કારીગરો છે એને એટલું વળતર મળતું નથી તો આ બધું પણ આપણે વિચારવું જોઈએ અને એ કારીગરીને અને એ આ હસ્તકલાને આપણે જીવંત રાખવા માટે જેટલા બને એટલા પ્રયાસો કરવા જોઈએ એવું મારું માનવું છે